ભરત ગૂંથણની જે કળા છે જે તે તેને હસ્તકળાનાં રૂપમાં માન્યતા આપવામાં આવેલ છે ભરત ગૂંથણ એ જે છે તે કપડાની ઉપર સોય અને દોરા ની મદદથી કરવામાં આવે છે તેમાં કપડાની સજાવટ જે છે તે વર્ષો પુરાની વર્ષો જૂની વિધિ છે આખા દેશમાં આ રીતે કપડામાં અને ઘરની સજાવટ આ વસ્તુઓ દ્વારા કરવામાં આવે છે દરરોજ દરરોજની જે વસ્તુઓ જે છે જેમકે જેમકે ઓઢવા માટેની ચાદરો જે છે પથારીઓ જે છે તેના માટે આ રીતેની હસ્તકળાને ઉપયોગ કરીને તેને સજાવવામાં આવે છે આ ઉપરાંત તેમાં ઘણી બધી વસ્તુઓ જે છે તેનો ઉપયોગ સોયના અને દોરાની રીતે કરી જ શકાય છે જેમ કે સુતરાઉ જે છે કાપડની ઉપર રેશમી કાપડ ઉપર ચામડા અથવા અસ્તરવાળાં જે જે કપડા જે છે તેના ઉપર આ રીતે ભરતગૂંથણ કરીને તેને આકર્ષ આકર્ષિત બનાવવામાં આવે છે અને આ ઉપરાંત જે છે તેમાં જામદાની મલમલ અને એમરોડરી જે છે તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે આ રીતે તેની સજાવટમાં વધારો કરી શકાય છે આજે છે તે પ્રેરણાનો સ્ત્રોત છે તે અનેક રીતે ગ્રામીણ વિસ્તારમાં તેના ઉપયોગ કરી શકે છે જેથી ગ્રામીણ વિસ્તારોનાં લોકો જે છે તે પોતાનું ગુજરાન પણ આની સાથે કરી શકે છે